હા અમે ગામડામાં રહીએ એટલે અમારે બધી વનસ્પતિઓ તો જાતે જ ઉગાડીએ કેમકે અમારે અહીંથી માર્કેટ તો બહું ઘણું દૂર એટલે જવામાં જરાક મુશ્કેલ પડે તો બધી વનસ્પતિઓ મોસ્ટ ઓફ તો ઘરે જ ઉગાડીએ બાકી તો ન ઊગે તે તો અમે પછી મહિનામાં એકાદ બે વાર જઈને આંટો મારી આવીએ બજારથી લઈ આવીએ ઔષધોની વાત કરું તો સૌથી પહેલાં અરડૂસો અરડુસાનો રસ ને એવું તાવ માટે ને એમ સારું પડે તાવમાં ને પછી બીજુ કંઇ લકવો મારી ગએલો હોય તો જરાક સારું પડે એમ કહે તો તે હું પહેલાંથી જ પીતો આવ્યો છું પછી બીજું જોઈએ તો પપૈયાનું પાન પપૈયાનાં પાનનો રસ પપૈયાનો પાનનો રસ એમ કહે કે બહું સ્વાસ્થ્ય માટે ખુબ સારો અને તાવ આવેલો હોય તો પપૈયાનાં રસનો પપૈયાનાં પાનનો રસ પીએ તો ઘણું ઘણું સારું હોય એનાંથી તરત સારું થઈ જાય પછી તુલસી તુલસી એમ તો ભગવાનના કામમાં ઘણી ઉપયોગી છે પરંતુ એનો સ્વાસ્થ્ય માટે પણ ઘણો ઉપયોગ છે તુસલીમાં તુલસીને તુલસીનો રસ રેગ્યુલર અને તુલસીને મોઢામાં મૂકી રાખવાથી ખાવાથી ઘણું ખાંસી ખાંસીનાં ખાંસી થએલી હોય તો તરત સારું થઈ જાય એમ કહેવામાં આવે છે પછી અદરક આદુનો ઉપયોગ આદુનાં રસનો ઉપયોગ પછી આદુને વાટીને ખાય રસ પીએ છે એમ ઘણું બધું હોય જેમાં પછી ઘણું બધું હોય ખાંસી માટે ઘણું ઉપયોગી શરદી માટે ઘણું ઉપયોગી છે પછી અને ચાઈમાં પણ સેમ એવું ચાઈમાં બી આદુ નાખેલી હોય તો ચા પીવામાં સારી લાગે અને સ્વાસ્થ્યને મદદરૂપ હોય છે પછી બીજું જોવાં જાઈએ તો કાંદો કાંદો કાંદા એમ તો આપણે ખાવામાં વાપરીએ છીએ સેલડમાં ને એમ પરંતુ કાંદાનાં રસને અગર વાળમાં લગાવે તો ઉંદરી જેવા ઉંદરી નામની એક બીમારી હોય છે એલોપેશિયા જેને કહેવામાં આવે છે તો કાંદાના રસને લગાડવામાં આવે તો વાળમાં ખૂબ જ સારો ફરક હોય છે મને છેલ્લાં બે વરસ બે વરસ પહેલાં ઉંદરી થએલી હતી તો તેમાં એ જ વાપરેલું મેં તો ત્રણ મહિનામાં એકદમ મસ્ત વાળ આવી ગએલાં હતાં પછી બીજું જોઈએ તો બીજું જોઈએ તો બીજું તો બસ એમ તો આટલું જ હતું બીજું